જય માતાજી જસ્મીન આશા રાખું છું કે તું ખુશ હોઈશ કુશળ મંગળ હોઈશ હું આ મેસેજ એ માટે મોકલું છુ કેમકે હું થોડી મુશ્કેલીમાં છું અને એના માટે મારે તારી મદદની જરૂર છે તાજેતરમાં જ મેં એક નવો મોબાઈલ નંબર લીધો છે મને અત્યારે આ નવો નંબર અપડેટ કરવો છે ડિજિલોકરમાં જેથી મને આપણાં કોલેજની મહત્વપૂર્ણ સૂચનાઓ મળી શકે હું અત્યાર સુધી મારો જૂનો નંબર વાપરી રહી હતી પરંતુ હવે મારે ડીજીલોકરમાં આ નવો નંબર અપડૅટ કરવો પડશે હું શયન ખંડમાં આ સમયે આ પ્રક્રિયા કરી રહી છું પરંતુ મને આમાં કઈ રીતે આગળ વધવું તે સમજાતું નથી સુ તું મને યોગ્ય માર્ગદર્શન આપી શકે જેથી ડિજિલોકરમાં મારો મોબાઈલ નંબર કેવી રીતે અપડૅટ કરવો તેની મને જાણ થાય તું મને સમજાવ કે આ પ્રક્રિયા શું છે અને મારે શું પગલાં લેવાં પડશે તારી મદદની ખૂબ જરૂર છે અને હું એ મદદ માટે તારી આભારી છું કૃપા કરીને જલ્દી પાછો મેસેજ કરજે હું તારા મેસેજની રાહ જોઈ રહી છું આભાર